ગુજરાતી ભાષા તે વિશ્વની છવ્વીસમી સૌથી વધુ બોલાતી ભાષા અને ગુજરાતી સત્તાવાર ભાષા છે પંચાવન લાખથી વધુ બોલનારાઓ સાથે તે ભારતની મુખ્ય ભાષાઓમાંની એક છે ગુજરાતી માટે મોટેભાગે ગુજરાતી લિપિમાં લખાય છે જે દેવનાગરીની લિપિમાંથી ઉતરી આવે છે અને અન્ય કેટલીક ભારતીય ભાષાઓ પણ લખવા માટે વપરાય છે